મારા પર સૌથી વધારે અસર કરી હોય તો તે છે ધ્રુવ ભટ્ટનાં પુસ્તક સમુદ્રાન્તિકે ધ્રુવભટ્ટ હાલ ગુજરાતીની અંદર ખૂબ જ મોટા સર્જક છે અને તેમની આ સમુદ્રાન્તિકે કૃતિની અંદર પ્રકૃતિ પરનું દમન વર્ણવવામાં આવ્યું છે આ પુસ્તક વાંચ્યા પછી મને ખરેખર એ અહેસાસ થયો કે આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ કેમકે પર્યાવરણની આપણે રક્ષા કરીશું તો જ પર્યાવરણ આપણી રક્ષા કરશે અત્યારે ચાલી રહેલા જળવાયુ અને ક્લાયમેટ ચેન્જ જેવાં પરિવર્તને ખરેખર મનુષ્યની હાલત કફોડી કરી છે અને તેનું ખૂબ જ સુંદર વર્ણન પુસ્તકમાં કર્યું છે જે મને ખૂબ જ ગમ્યું હતું